ફોટોગ્રાફીનો મારો મેન ઉદ્દેશ તો કહી શકાય કે ત્યાં જુદા જુદા સાંસ્કૃતિક રીતિ રિવાજો છે જુદા જુદા પ્રદેશો છે આ બધી વસ્તુનો શોખ મને પહેલેથી છે તો આ એક યાદી સ્વરૂપે હોય એમને ફોટોમાં તો શેર કરું જે મને ફલેસબેક એનો મેન ઉદ્દેશ્ય આ જ છે મારી પ્રેરણા જોઈએ તો આમ હું કોઈને પાસે શીખી નથી ફોટો ગ્રાફી પણ ઘણા એવા સામાન્ય છે ફોટોસ છે એને હું એડિટ પણ કરી શકું છું અને સારા પાડી બી શકું છું આમ એકાએક મને આનો શોખ પપ્પાએ જ્યારે પહેલી વાર ફોન લઈ દીધો ત્યારનો થયો છે તે પછી વૃક્ષ હોય કે નાનું ફૂલ હોય જેમ રાત્રિથી માંડીને સંધ્યા કાળ હોય તેનાં ફોટોસ કિલક કરવાનો મને આમ અલગ જ શોખ હતો અને એ ફોટોસ જ્યારે આવે અને તે ક્ષણની યાદો મારી અંદર આજે પણ સ્મરણ થાય આમ ફોટો પાછળ ઉદ્દેશ મારો આ છે ને તેને કારણે આવા અવનવા ફોટોસ હું મારા જીવનમાં પાડતી રહી છું વૃક્ષોથી માંડીને ઘણા બધા છે કલ્સ ઘણા બધા જે જૂના છે ખાણી પીણી છે રીત રિવાજ છે કોઈ પણ પ્રદેશના સ્ટ્રોલ છે રસ્તાઓ છે એ બધાના ફોટા જ હું મોટે ભાગે પાડતી હોઉં છું મંદિર છે તો મંદિરની રચનાઓ ત્યાંનાં લોકો છે કઈ પ્રકારના પોશાક પહેરે છે આ બધે

આ બધા કલેક્શન મારી પાસે છે